અમારા તહેવારો દિવાળી પર બાજરીનાં પૂડા બીજા દિવસે દાળ ભાત શાક પૂરી ભજીયાં વગેરેનો વ્યંજનો બને છે જ્યારે હોળી પર ખાસ અમારે અહિયાં સેવોનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે મકરસંક્રાંતિ પર તલનાં લાડુ તલની ચિક્કી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે